હા એક વખત અમે તરણ દરમિયાન દરિયામાં તરવા ગયેલા ને ત્યાં એકાએક જ જોરમાં ભરતી આવી અને અમને દરિયાનાં અંદરની તરફ ખેંચવા માંડ્યા અમે ખરેખર ખેંચાઈ રહ્યા હતા અને અમને પણ ગભરાહટ થયો કે હવે અમારું શું થશે તેમ છતાં પણ અમે હિંમત રાખીને છે તે કિનારા તરફ જોરમાં છે તે તરવા માંડ્યા અને પૂરેપૂરું જોર લગાડ્યું તેમ છતાં પણ દરિયાનાં પાણી એટલાં જોરમાં હતાં કે અમને દરિયાનાં અંદર ખેંચી જતાં હતાં એવામાં જ એકાએક એક હોડીવાળો મળી આવ્યો આવ્યો અને હોડીવાળાએ અમને હોડીમાં લઈ લીધા માંડ માંડ બચ્યા